હ આજે શું જમવાનું બનાવ્યું છે હમ હમ

હા મદદ કરવા લાગીશ ચાલશે હું હું રોટલી પણ વણવા લાગીશ હા મદદ કરીશ હા મદદ કરીશ અરે મદદ મદદ કરીશું આપણે તો મદદ કરીશ હમ હમ હમ તો આપણે મદદ કરીશું મદદ કરીશું હમ હમ મદદ મદદ કરીશ મદદ કરીશ તને કામમાં હમ તું કોઈ પણ જાતની ચિંતા કરીશ નહીં હમ હ હા પાપડ શેકજેને સરસ મજા આવશે જમવાની ડુંગળી સમારજો અથાણું કાઢજો બસ આપણે બે શાંતિથી જ